હલો મને એક સફર માટે એક ગાડીની જરૂરિયાત છે હું બોરસદ સૂર્ય મંદિર સામે આવિષ્કાર કોમ્પ્લેક્સમાં રહું છું મારે બોરસદથી અમદાવાદ જવાનું છે મારી સાથે કુલ ચાર સભ્યો છે અને સવારે નવ વાગ્યે નીકળવાનું છે એકત્રીસ તારીખે અમદાવાદ ખાતે મારે એકસો ત્રેવીસ સ્વામિનારાયણ સોસાયટી રામબાગ ખાતે જવાનું છે